હેલો હા ઉબેરમાંથી વાત કરો હા હવે હું અત્યારે છેને મેં હમણાં મારી રાઈડ બુક કરાવી હતી મોટા બજારથી પીકઅપ કરવાનું છે અને બરોડા એરપોર્ટ પર ડ્રોપ કરવાનું છે

હા હવે એમાં છેને મારે એક્ચયુલી જે જ્યાંથી મને પિકઅપ કરવાના છેને એ મારે જગ્યા બદલવાની છે મારે એક કામના લીધે હું અહીંયાં જનતા આગળ એક ડિમાર્ટ છે ત્યાં આગળ ઊભો છું તો તમે મને ડ્રાઇવરનો નંબર પ્રોવાઇડ કરી શકો તો હું ડાઇરેક્ટ એમને કહી દવ કે એ આ જગ્યાએ મને લેવા આવે

હા વાંધો નહીં હા એવું હોય તો હું એમને ફોન કરીને ડાઇરેક્ટ ત્યાં જ બોલાવી લઈશ પછી હા જનતા આવી જશે વાંધો નહીં ઓકે થેન્ક યુ